હલો હા આવે છે અવાજ

હિરલ

ઓકે હા મારે છે ને પ્લેટફોર્મ હિલના ચપ્પલ જોઈએ છે હા ઓકે મારે છે ને નવરાત્રી સ્પેશ્યલ કરાવવું છે તો ચણિયાચોલી મેચિંગને તો તમે એ કસ્ટમાઈઝ કરી આપશો હા હં હા એ દસ તો હોય તો મને નવરાત્રી પેલા થઈ જાય એટલું સારું ટ્રાય કરજો જો તમારાથી થઈ જતું હોય તો સારું

હા કંઈ વાંધો નઈ હજાર રૂપિયાનો વાંધો નઈ પણ નવરાત્રી પેલા મને કરી આપો તો સારું હું કઉ મને મારુ ચપ્પલની સાઈઝ પાંચ નંબર છે અને એમાં મને ગામઠી વર્ક જોઈએ છે ગામઠી વર્ક ગામઠી વર્ક જોઈએ છે

હા ઓકે મારી પાસે એક છે ડિઝાઈન હું તમને વોટ્સઅપ કરી આપું છું હ હા હવે પૈસા તમને પેલા કરવા પડશે કે પછી

હા

હા ઓકે નઈ તમે તમારું પેટીએમનો ક્યૂઆર કોડ મને સેન્ડ કરજો ને

હા ચોક્કસ આ જ છે તમારો વોટ્સેપ નંબર હા ઓકે હા થેંક્યું